હા સમય પ્રમાણે મહિલા મહિલાઓની ભૂમિકા બદલાઈ છે તેઓ મુક્ત રીતે ભણી શકે છે પોતાના કામ અર્થે શિક્ષણ અર્થે બહાર જઈ શકે છે હોસ્ટેલમાં રહી શકે છે સ્વતંત્ર જે પોતાના નિર્ણયો લઈ શકે છે અને ઘરની જવાબદારીઓ પણ પોતે સંભાળી શકે છે આ સાથે સાથે તેઓ પોતાના મનપસંદ વ્યક્તિની અ પસંદગી પણ કરી શકવાનો અધિકાર મળી ગયો છે જેમ જેમ ભારતના બંધારણનો ઉપયોગ થઈ રહ્યો છે તેમ તેમ તેઓ પોતાના હક અધિકારો માટે પોતે સજાગ થઈને પોતાના અધિકારો પ્રાપ્ત કરી શકે છે સમાજને પોતાનું યોગદાન આપી શકે છે વગરે વગેરે